બે દિવસ પહેલાં મેં ઈયરબડ્સનો આપણે હેડફોન્સનો ઓર્ડર પ્લેસ કર્યો હતો એમેઝોન ઉપર અને આજે ત્રીજો દિવસ છે અને આજે મને બપોરે ડિલિવરી મળી આમની પણ જ્યારે મેં એમનો પેકેજિંગ ઓપન કર્યું તો જે બોક્સમાં એ આપણને મળે છે એ બોક્સિંગ બહુ જ ખરાબ હતી અંદરના જે ઇનસ્ટુમેન્ટ્સ હતું જેમ કે મારો હેડફોન્સ એમનું ચાર્જિંગ કેબલ એ બધું પ્રોપર રીતે પેક નહતો હતો અને જ્યારે મેં ચાર્જિંગ પણ કર્યું એમનું તો ચાર્જિંગમાં પણ બહુ ટાઇમ લે છે જ્યારે કે એમની વેબસાઇટ ઉપર જ્યારે હું જઈને જોયું હતું તો એમણે કીધું હતું કે કલાકમાં ચાર્જ થઈ જશે પણ અત્યારે આ ચાર્જિંગ માટે ત્રણ કલાક લે છે અને પછી ઈયરબડ્સમાં જે સાઉન્ડની ક્વોલીટી છે એ પણ ખરાબ છે અને જ્યારે હું બ્લૂટૂથની કનેક્ટીવિટીની વાત કરું તો બ્લૂટૂથની કનેક્ટીવિટી પણ એટલી ખરાબ છે કે એ પ્રોપર રેન્જ નથી આપતું અને થોડાક સમયમાં ડીસકનેક્ટ થઈ જાય છે તો એમના લીધે મને બહુ જ ખરાબ એક્સપિરિયન્સ રહ્યું બહુ જ ખરાબ એક્સપિરિયન્સ રહ્યું